હાલો નમસ્કાર હું આરતી મહેતા રસોઈ બનાવવામાં તો મને બધું લગભગ બહુ સારી રીતે આવડે છે બધી રસોઈ હું પાવરફુલ બનાવું છું પણ ક્યારેક એમ થાય કે આમાં કંઇક થોડી ઘણી મિસ્ટિક છે અને ખબર પડતી નથી તો થોડો ઘણો પુસ્તકનો છે કે ચૅનલનો છે ઉપયોગ કરી લઉં છું બાકી લગભગ બધી રસોઈ એકથી એક વિશેષ મને બનાવતાં આવડે છે પણ ક્યારેક ક્યારેક આપણે ઉપયોગ કરવો પડે કે આપણે કરીએ છે એ તો વ્યવસ્થિત જ કરીએ છીએ પણ તેમ છતાંય આપણી ક્યાંક મિસ્ટિક તો નથી ને એ જાણવા માટે થઇને આપણે એનો ઉપયોગ કરવો જોઇએ બાકી રસોઈમાં તો કોઇ કમી છે હોતી નથી તો આપણે નવી કાંઇક વાનગી બનાવવી હો ની હોય અને આપણને આવડતી હોય આપણને આવડતી હોય છતાંય આપણને એમ થાય કે આપણે આમાં કંઈક ભૂલીએ છીએ એટલે આપણને એમ થાય કે લાવ જરાક આપણે જોઈ લઇએ એટલે આપણને ખબર પડી જાય કે આપણે બનાવ્યું છે એ બરાબર વ્યવસ્થિત છે કે નહીં એટલા માટે ઉપયોગ કરીએ છીએ